હા સર કોણ હા હા સર તમે કોણ હા હા સર હા એજ ને આયુર્વેદિક મસાજ જ શોધ્યા કરતો હતો સર

બરાબર

જેમ કે સર જેમ કે સ્ટીમ કઈ કઈ

બરાબર હા ઠીક છે